આ જે વોઇસ કોલ છે ને એ બહુ સારો છે કારણ કે જે પહેલાંના સમયમાં જે છે ને કોઈને સંદેશો કે કોઈને કાંઇ વાતચીત જે કાંઇ કહેવું હોય ને એ તાત્કાલિક થઈ શકતું નહોતું કારણ કે જે વસ્તુ એને જે કહેવું હોય ને એ કોઈપણ ચીઠ્ઠીમાં લખીને એ જે કાંઇ વાત કહેવી હોય એ ચીઠ્ઠીમાં લખીને ટપાલપેટી છે કે કાં પછી એમની પહેલાં જે હતું એ કબૂતર દ્વારા અને એવી રીતે અલગ અલગ રીતે એ ચીઠ્ઠી લખીને મોકલાવતા અને આમ ટપાલપેટીમાં એવી રીતે નાખતા અટલે બહુ વાર લાગી જતી એ સંદેશો જે વ્યક્તિ પાસે પહોંચાડવા અને એ વ્યક્તિને ખબર પડે કઈ રીતે થાય એ રીતે વાર લાગી જતી એટલે બે ત્રણ અઠવાડિયા જેટલું થઈ જતું એ સંદેશો પહોંચતા અને હવે જે છે વોઇસ કોલ એ કેવું છે કે જે આપણને જે મનમાં આવી કે ચાલો અમારે આની હારે વાત કરવી છે કે મારે આનું આ કામ છે તો એ તાત્કાલિક અટલે કે ઇ ઇસી મિનિટે એ છોકરા હારે કે ગમે એ વ્યક્તિ હારે વાત કરવી હોય તો ઇસી મિનિટે ફોન કરીને આપણે વોઇસ કોલ કરીને એના હારે જે વાત કહેવી એ કરી નાખતા ને એ વાત તરતો તરત એક મિનિટ કે બે સેકન્ડમાં આપણી વાત પૂરી શકતા હતા કરી શકીએ છીએ અને આ રીતે વોઇસ કોલનું રીતે આપણે બહુ સારી રીતે કામ ઉપયોગ થઈ શકે છે અને જેટલી વાત કરવી હોય એટલી વાત કરી શકીએ છીએ આપણે વોઇસ કોલમાં અને જે વિડીયો કોલ છે જે એ એ કાંઇ બહુ જેમકે લોંગ ડિસ્ક લોંગ ડીસકંસ એટલે કે બહુ આઘું આઘે જે આપણો જેમકે ફ્રેન્ડ બહુ આઘો હોય તો એ જે અને આપણે મળવું હોય તો મળી શકતા નથી કારણ કે બહુ આઘો રહેતો હોય એટલે અને વિડીયો કોલમાં એવું છે કે એમને ચાલો વિડીયો કોલ કર્યો અટલે જે એ જ્યાં હોય ત્યાંથી આપણને લાઈવ ટુ લાઈવ આપણે એને જોઈ શકીએ છીએ લાઈવ ટુ લાઈવ આપણે વાત કરી શકીએ છીએ જે કામ હોય એ મસ્તી મજાક જે હોય એ વિડીયો કૉલમાં કરી શકીએ છીએ જેટલો ઘંટો અટલે કે જેટલા કલાક આપણે એમાં કાઢવા હોય એટલા આપણે એની ઉપર કાઢી શકીએ અને બહુ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે આ વિડીયો કોલ ને આ કોલિંગ બહુ સારી રીતે ઉપયોગ પણ થાય છે પણ એક બાબતે છે કે મોબાઈલ સારો પણ નથી અને સારો છે પણ કારણ કે જો આ વસ્તુ મેસેજ મોકલવા ને એ બધું તાત્કાલિક થઈ જાય છે અને એવું બધું બહુ સારી રીતે કરવામાં આવે છે અને હું મારૂં જે કહેવાનું છે મારે જેમકે બહુ મોબાઈલ લેવાનું ને એવું બધુ આવે નહીં મુ વાત કરવાની ને એવું કાંઇ આવતું છે નહીં અને મારે કારણ કે વાંચવાનું ને એવું બધું બહુ આવે એટલે વિડીયો કોલ હા પણ ક્યારેક ક્યારેક વધારે લેવાઈ જાય પણ મોબાઈલ બહુ સારું છે વોઇસ કોલ વિડીયો કોલ બહુ સારી ટેકનોલોજી છે